મારી પ્રિય ગેમ ક્રિકેટ ટેબલ ટેનિસ અને કેરમ છે ક્રિકેટની અંદર તો કોલેજની અંદર ઇલેવનમાં રમ્યો છું પણ આગળ વધ્યા નથી હજી જ્યારે ટેબલ ટેનિસની અંદર મારી કોલેજ રાજ યુવા કોલેજને સુરતની અંદર યુનિવર્સિટીમાં જંબુસર મુકામે રિપ્રઝેન્ટ કરેલી છે અને ટેબલ કેરમની અંદર વાપીની અંદર કામદાર કલ્યાણ કેન્દ્રને વાપી કામદાર કલ્યાણ કેન્દ્રને જામ આમાં પોરબંદરમાંથી ગુજરાત શહેરમાંથી તો તો ક્યારે ક્યારેક ટેબલ ટેનિસની અંદર મારે ખાસ પહેલો શોર્ટ સ્ટ્રીટ બોલના કેમ સીલ કરવો એ હતો જ્યારે બોલ ટેબલની બહાર આ પડે ત્યારે નીચેથી એ સ્ટ્રાઈક માંગે અથવા હાથ જમણેથી ડાબી બાજુથી કે ડાબીથી જમણી બાજુ ફરી આખા બોલને લગભગ પિસ્તાલી પિસ્તાલીસ ડિગ્રી કે આ પેલી શું કે ટ્રાંસ્ફર કરતા હતા તે તે તેબી રીતે ટેબલ કેમ્પ કહેવાય કે ટેબલ પરની ની પર બોલ ના જવો જોઈએ એ ગેમે અમે રમતા હતા ત્યારે કેરમની અંદર કેરમને ડાયરેક્ટ મારવાના બદલે અમે ચાર્જ હું જ પોતે એ સાઈડમાં મારીને એંગલ બનાવે જુદા જુદા એંગલોમાં મારીને બોલ કાઢી લેતો એટલે કેરમમાં કિંગ કુકડી એ બધા કાઢી લેતો હતો આ પ્રમાણે અમે તે રમતા હતા